વિકસતી દુનિયા વિશે મારા વિચારો કહુ તો પહેલાંના યુગમાં આટલો વિકાસ નહોતો થયો જેટલી એકવીસમી સદીમાં થયો છે બધા જ ક્ષેત્રે ઘણો બદલાવ જોવા મળે છે પછી તે શિક્ષણ ક્ષેત્રે હોય સરકાર ગામડા શહેર આધુનિક ચીજવસ્તુઓ ખાનગી ક્ષેત્રો વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે બધી જ જગ્યાએ વિકાસ જોવા મળે છે વિકાસની સાથે સાથે જગત પણ બદલાયું છે હવે બધા પૈસાની પાછળ એવી દોટ મૂકે છે કે લોકો પાસે સમય જ નથી તેઓ સંબંધને મહત્ત્વ આપ નથી ખાલી પૈસાને જ મહત્ત્વ આપે છે અને જોવા જઈએ તો દેશમાં પાપ પણ એટલા વધી ગયા છે સારા માણસોની દુનિયામાં કોઈ વાત જ સાંભળતું નથી વિકસતી આ દુનિયામાં જેટલા લાભા લાભ છે તેટલા જ ગેરલાભ પણ જોવા મળે છે હવે લોકો જ્યાં જોઈએ ત્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે મારા મતે તો વિકસિત દુનિયા એ સારી છે અને ખરાબ પણ છે